હલો હલો અ હ હું બસમાં જતી હતીને તો મારું પર્સ ચોરાઈ ગ્યું છે

મારું પર્સ કાળા કલરનું હતું તેમાં એક રૂપિયા હતા એક લાખ રૂપિયા હતા એક સોનાની ચેન હતી બુટ્ટી હતી બંગડીઓ હતી સોનાની બધું કરેલ વીંટી હતી અને એ

ચાર હોયા જીજે ચાર ત્રણ સો ચાલીસ હા શું તો હા પૈસાને બધું હતું

મને ખબર નતી હા બે ભઈઓ હતા હા અમદાવાદ બસ સ્ટેશને આવું થયેલું હા બી ઓ બી એસ પી આઈ આઈ પી ઓ ટી આઈ ડી એફ આઈ એમ જે આર બે ત્રણ હતા